તમારી વેબસાઇટ ઉપરથી મેં કાચની ગ્રોસરી મંગાવી હતી જે અત્યારે મારી પાસે પહોંચી તો ગઈ છે પણ તકલીફ એવી થઈ છે કે જે પેકેજિંગ કરીને તમે જે કાચની ગ્રોસરી મોકલી હતી એ ખૂબ જ ખરાબ હતું અને જ્યારે વસ્તુ મારી પાસે પહોંચી ત્યાં સુધીમાં એ પેકેજિંગને કારણે એ વસ્તુ દબાઈ અને તૂટી ગઈ હતી એટલે મારી પાસે જે વસ્તુ પહોંચી છે તે પૂરેપૂરી ખરાબ સ્થિતિમાં પહોંચી છે જે રીતની વસ્તુ મારે જોઈતી હતી એ મને મળી નથી અને એનું કારણ છે તમારું પેકેજિંગ જે તમે મોકલાવ્યું છે જ્યારે કાચની વસ્તુ હોય ત્યારે પેકેજિંગ તમારે એ રીતે કરવું જોઈએ કે જેથી એ વસ્તુ મારી પાસે સહી સલામત પહોંચી શકે તો હવે આ વસ્તુની મારે જરૂરિયાત નથી એટલે હું તમને વિનંતી કરવા માંગુ છું કે તમે આ પેકેટ પાછું લઈ જાવ અને ક્યાં તો મને એવું ને એવું સારા પેકેજિંગ સાથે ફરીથી મોકલી આપો અને જો તમે એ વસ્તુ ના કરી શકતા હો તો મને આ પેકેજ પાછું લઈ જઈ અને રિફંડ આપવા માટે હું તમને વિનંતી કરવા માંગુ છું